જી ડિરેક્ટર સર નમસ્કાર હા હા જી હા જી આપણે લાસ્ટ ટાઈમ વાત થઈ હતી ને હા પેલી સ્ક્રિપ્ટ માટે તો તમારી પાસે બે મિનિટ છે તો આપણે થોડુંક ડિસકસ કરી લઈએ હા તો હવે મેં તમને એક કીધી હતી એક નાની એવી સ્ટોરી કે હું એક સ્ટોરી ઉપર કામ કરું છું ને એ સ્ટોરી જે અત્યાર બહુ માર્કેટમાં ચાલે છે ને કે મિડલ ક્લાસ ફેમિલીની હોય સામાન્ય માણસની એવી જ સ્ટોરી છે અને એમાં જે લીડ કેરેક્ટર છે એ લીડ કેટેક્ટર છે ને એ પોતે ઘણી બધી ઘણા બધા લોકોને મદદ કરે છે બહુ સારા નેચરવાળો અને મદદરૂપ છે ને એવું બધુંય એક આપણે ડ્રામા ઈમોશનથી ભરપૂર એક સ્ટોરી લખેલી છે મેં હા એટલે ઓલમોસ્ટ તૈયાર છે ખાલી મારે છે ને એનું ક્લાઇમેક્સ ને એ લખવાનું છે તો તમારી પાસે ટાઈમ હોય તો થોડુંક તમને એમાં પાત્રોનું ને એનું થોડુંક આઇડિયા આપી દઉં હા હવે એમાં છે ને મેં એવી રીતે વિચાર્યું છે કે જે એનું મેઇન કેરેક્ટર છે ને એ એવું હોય છે કે એ પોતે એક સિટીમાં હોય છે પણ બીજા સિટીમાં ભણવા માટે જાય છે ત્યાંય હોસ્ટેલમાં એના મિત્રો સાથે રહે છે કોલેજ લાઈફમાં બરાબર હવે એના જે મિત્રો હોય છે એ લોકોય અમુક નાની મોટી મુસીબતમાં હોય છે ને આ જે મેઇન કેરેક્ટર હોય ને એ કાયમ એની નાની મોટી અલગ રીતે મદદ કરતો હોય ઘણીવાર સપોર્ટ કરતો હોય પૈસાનું હોય કે બીજી કોઈ રીતે પણ હકીકત એવી હોય છે કે જે મેઇન કેરેક્ટર છે ને એ પોતે એટલી મુસીબતમાં હોય છે પણ એ કોઈને કહેતો નથી હોતો હા એટલે આમાં છે ને એનું બેલેન્સ કેવું છે કે એનું એક લાઈફ આખી કોલેજની છે મિત્રોની અને એક એના પરિવારનું એના પરિવારનું એમાં સારું એવું આપણે લખાણમાં લખ્યું છે મેં કે એનોય રોલ હશે એના પરિવારનો એમ હા એ એટલે મેં એવું વિચાર્યું છે કે આપણે એમાં હળવી કોમેડીએ રાખીશું ઇમોશને રાખીશું અને ડ્રામા રાખીશું કેમકે એ સૌથી વધારે અત્યારે ચાલે છે અવે ઈમોશનલમાં કેવું છે હવે એના જે ફેમીલીનો પાર્ટ છે ને એમાં એનાં મમ્મી એના પપ્પા એની બેન એવું હોય છે અને એ લોકોય એકદમ સામાન્ય માણસો હોય છે ને એ લોકોનેય નાની મોટી પ્રોબ્લેમ આવતી હોય એટલે એનોય છે અને એની કોલેજ લાઈફમાં થોડીક કોમેડી છે મિત્રો સાથે હળવી મજાક મશ્કરી કરતો હોય એવું બધુંય છે અને ટ્વિસ્ટ એમાં એવો છે કે એને છે ને અચાનક સપના આવવાનાં ચાલું થાય છે કે ભાઈ હું કાંઈક ખોટું કરું છું બધાંયની મદદ કરીને ને આ મારે ન કરવું જોઈએ ને એવું બધુ એટલે એવો ટ્વિસ્ટેય રાખેલો છે એમાં થોડોક

હા ટાઈમ લગભગ બે ત્રણ અઠવાડિયામાં હું ફાઇનલ ડ્રાફ્ટ પૂરો કરી દઉં છું તમને અને પછી તમને હું મોકલી દઇશ બરાબર ને

ના ના એ લગભગ બે અઠવાડિયામાં તો હું છે ને છેલ્લુ ક્લાઇમેક્સ બાકી છે એ આખેઆખું તેમને પૂરું કરી રેડી ટ્વિસ્ટ સાથે તમને બધો ફાઇનલ ડ્રાફ્ટ હું ત્યાં આવીને તમને નેરેટેય કરી દઇશ સાંભળાવીએ દઇશ બરાબર જી હા ના ના ડન ડન એ થઈ જશે થઈ જશે બરાબર ને હા હા ભલે ભલે ચાલો નમસ્કાર સર હા